હાલો મારું નામ મીત ડાભી છે અને હું ફરિયાદ કરું છું જોમેટોમાં કે મેં જે ઓડર ડિલિવર કરવા માટે મંગાવ્યો તો તે જુદો આવ્યો છે અને મેં જે ઓડર મંગાવ્યો તો તે પીઝા હતો અને મને બર્ગર આપવામાં આવ્યું છે તો તમે જરાક ચકાસી આપજો અને મને બદલાવી આપજો કે જે મારે જોઈએ છે તે આપજો અને તમારા ડિલિવરી બોય બહુ જ લેટ આવ્યો હતો ને તેની સર્વિસ પણ સારી નથી મારે હવે પાછું મોકલવા માટે તો હવે ડિલિવરી બોયને શું ઇન્ફોર્મેશન આપવી પડશે અને મારે શું કરવું પડશે એ તમે મને જણાવજો અને હું તમને કૃપા કરું છુ કે તમે મારો ઓડર બદલી આપજો અને અને આગલી વખતે ધ્યાન રાખજો કે આવું ના થાય અને થેન્ક યુ